અમારે આમ તો નજીકના ગામડાંઓની મુલાકાત લેવાની જરૂરિયાત પડતી નથી પરંતુ જો કોકવાર જરૂર પડે તો તે જરૂરિયાત પ્રમાણે કે પછી કોઈક ચોક્કસ હેતુ માટે લેવામાં લેવી પડે છે દાખલા તરીકે કોઈકવાર પરિવારનું કંઈક કામ હોય કે કોઈક મિત્રો સાથે સંબંધ પસાર કરવા માટે આપણા જે વધારાના સંબંધો છે તે જાળવવા માટે અથવા તો સામાજિક જોડાણને મજબૂત બનાવવા માટે કોઈ વાર કોઈક ગામમાં જવું પડે એવી જ રીતે કોઈવાર વિશ્રામ અને મનોરંજન માટે દાખલા તરીકે શાંતિ અને આરામ માટે અથવા પ્રવાસ અને ટુરિઝમ માટે કંઈક જવું હોય તો કોઈ ગામડાંઓની મુલાકાત લઉં છું એનો કોઈ ચોક્કસ મારે હેતુ હો તો નથી